અમારા ટ્રેકમાં દોડવા માટેની ટ્રેકની અન્ય એટલે વધુમાં વધુ ટેક્નોલૉજી અત્યારના સમયમાં આપણને જોવા મળે છે જેવુ કે આના ટોચનાં પ્રદર્શન માટે પ્રયત્નશીલ રમતવીર અ તરીકે હું સતત ટેકનિકીની શોધ કરું છું જેવુ કે મારી દોડવાની ક્ષમતાને એ વધારી શકે એવી જ ટેક્નોલૉજી પહેરી શકાય છે અ અને એ ફિટનેશ ટ્રેકર છે જેમ કે સ્માર્ટવોચ છે એ ફિટનેશ અને બેન્ડને જે હદયનાં ધબકારા ગતિ આવરી લેવાયા અંતરો જેવુ કે મહત્ત્વપૂર્ણ માપદંડોનું નિરીક્ષણ કરી શકે છે જે મને મારી તાલીમને ઓપ્ટિમાઈઝ કરવા માટે પ્રગતિ ટ્રેક કરવામાં મદદ કરે છે અને અન્ય મૂલ્યાંકન સાધનોને વિડીયો વિશ્લેષણ સૉફ્ટવેર છે ચાલી રહેલા ફોર્મનું મૂલ્યાંકન કરવા માટે સુધારણા માટેના ક્ષેત્રોને ઓળખવા એટલે એક ઓળખ આપે છે જેવું કે હાઈસ્પીડ કેમેરા છે અ પછી સ્પીડ ટ્રેકર છે આ બધા સેન્સરો પણ આ પ્રકારની ટેક્નોલોજીમાં આપણને જોવા મળે છે